તરવાનું શીખવું એ એક કલા છે અને એ કલા શીખવા માટે જોખમ લેવું પડે પણ કોઈ જાણકાર હોય તરણ કલાનો એની સાથે રહીને તમે શીખો તો વધારે સારી રીતે શીખી શકાય પહેલાં તો એવી કોઈ શીખવનાર કોઈ હતા નહીં અટલે અમે અમારી જાતે શીખતા પણ આજે તો ઘણી સગવડ થઈ ગઈ છે તરવા માટેના સાધનો પણ વધી ગયાં છે હવાના કાપલા પણ મળે છે એટલે એ લઇને પણ તમે તમારી જાતે તરી શકો પણ એમાં તરતા ન આવડે કારણ કે એ તમને બચાવે તે આમાં બચાવવા કરતાં શીખવાડે એવા એવા માણસની જરૂર હોય એટલે એની સાથે શીખીએ આપણે તો વધારે સારી રીતે શીખી શકીએ અને ખરી વસ્તુ એ છે કે જે તાણવાળા નદી હોય કે દરિયો હોય કે એવું હોય તો એની અંદર જો શીખવાનું મળે કોઈ સાહસિક હોય અને તમારું જોખમ લે એવા હોય તો એ જરૂરી છે કારણ કે કામ તો એ જ લાગવાનું છે સીધા સીધા તરવાનું એ તો શોખનો વિષય છે પણ બચાવ માટે શીખવું હોય તો કોઈપણ જાણકાર માણસ અને સાહસિક માણસ અને જેને કોન્ફિડન્સ હોય કે હું આને ડુબવા જ નહીં દઉં તરતા શીખવાડી દઇશ એવા માણસની પાસે શીખવું એ વધારે સારું છે